અમારે ગુજરાતમાં સવારે ઉઠતાં વેંત ફાફડા ગાંઠિયા વણેલાં ગાંઠિયા એ ફેમસ લાબેલાવાળાના સવારે ખાવા જોઈએ બીજું સુરતી ખમણ જે સુરતનું ખમણ હોય યા સુરતી ખમણ છાપ પડેલી છે અમારે અહીં ગુજરાતમાં પલાળેલું ખમણ એ પણ મસ્ત બને છે મજા આવે પછી થેપલાં મેથીનાં થેપલાં મેથીનાં થેપલાં લાડુ લાડવા કહીએ આપણે અમે ચૂરમાના લાડવા અમારે બ્રાહ્મણને બહુ ભાવે લાડવા મેસુબ એ અમારી બેસ્ટ આઈટમ નાસ્તા માટે થેપલાં છે દહીં છે સૂકીભાજી છે